હલો તમારી પાસેથી મેં ઓનલાઇન ખરીદેલું એલ જીનું વોશિંગ મશિન ખૂબ જ સારી ક્વૉલિટીનું છે તેમજ તેની અંદર જે તમે પાવર કટની સિસ્ટમ રાખેલી છે તે ખૂબ જ સારી છે લાઇટ બિલમાં પણ બચાવ થાય છે અને સાથે સાથે તેનું મુખ્ય કાર્ય જે છે કપડાં ધોવા માટેનું તે પણ સારી રીતે કાર્ય કરે છે અને આ રીતે તમારી આ ફસ્ટ જે પ્રોડક્ટ મેં ખરીદી તે મને ખૂબ જ ગમી છે